ટી કરી દઉ મારે ટી કોફી સાથે થોડા સ્નેક ઓડર કરવા છે તો સાઇડમાં તમારી પાસે શું શું અવેલેબલ છે અચ્છા સેન્ડવીચીસ અવેલેબલ છે ઓકે તો એક થ્રી લેયર રોસટેડ સેન્ડવીચ અને કોફીઝમાં કઈ કઈ કોફીઝ અવેલેબલ છે ઓકે અચ્છા અને તમે હોમ ડિલિવરી કરીને આપો છો કે

અચ્છા બટ સ્વીગી ઝૉમેટોસમાં થોડું પ્રાઈસ ને એમાં વેરિએશન છે થોડા વધારે બતાવે છે પ્લસ પાર્સલમાં પણ કોલેટી થોડી કોમ્પ્રોમાઈસ થઇ જાય છે જેમકે આવે તો ફૂડ થોડું ઠરી જવું કે પછી રોંગ ઓડર આવવો એવું થાય છે તો તમે હોમ ડિલિવરી કરીને આપ આપી સકશો

અચ્છા હ હ અચ્છા ઓકે ના તો વાંધો નઇ તો એવું હોય તો ટુ અવર પછી આવી જશેને કન્ફમ ઓકે ઓકે હા હા ઓકે અચ્છા ઓકે અને પછી આજે અગિયારસ છે તો કોઈ ફરાળી વાનગી સાબુદાણાની ખિચડી કે કાઇ પણ અચ્છા ફ્રેંચ ફ્રાઈસ તમારા પ્યોર તે તેલમાં યુસ કરશોને પેલું નઇ હોય ને હા અને જૈન ફૂડ અવેલેબલ છે આપણી પાસે અચ્છા પીઝા કે કોઈ અવેલેબલ હોય એમાં જૈન મળી જાય પીઝામાં કે એમાં કાઇ અચ્છા અચ્છા ઓકે ઓકે સારું તો નામ ને ઓડર થોડો તમે નોટ કરી લો અને મને બે કલાક પછી મને ડિલિવર કરાવી દેજો મારી જગ્યાએ ઓકે મિત્રા ગાંધી નાઇન ટુ ટુ સેવન ઝીરો નાઇન એઈટ સેવન ઓકે તળાવ વેક છેને ત્યાં હું રહું છું તો એ જગ્યા ઉપર એવું હશે તો હું તમને લોકેશન મારો વૉટ્સઅપ નંબર છે તમે શેર કરી દઇશ અને કેપીચીનો એક એક કોલ્ડ કોફી એક થ્રી લેયર્સ સેન્ડવીચ એક ઇટાલિયન પીઝા જૈનમાં અને એક સાબુદાણાના વડા અને એક ફ્રેંચ ફ્રાઇસ એટલું એડ કરાવી દેજો ઓકે ઓકે અને સીઓડી અવેલેબલ છે ને ઓકે શ્યોર શ્યોર ચલો થેન્ક યૂ